શેની વાવણી કરવી અને કેવી રીતે વાવણી કરવી તે જે તે જમીનની ફળદ્રુપતા પર આધાર રાખે છે ને ઋતુ પર આધારિત છે શેની એટલે કે ક્યાં પાકની વાવણી કરવી તે જમીનની ફળદ્રુપતા પર આધાર રાખે છે દાખલા તરીકે કાળી અને ચીકણી જમીન હોય છે કાપવાળી જમીન હોય છે તેમાં કપાસનો પાક વધુ અનુકૂળ આવે છે ત્યારબાદ થોડી સુકી જમીન હોય રેતાળ જમીન હોય તો તેનામાં ઘઉં જેવા કઠોળના પાકો ધાનના પાકો વધારે અનુકૂળ આવે છે અલગ અલગ જમીન પ્રમાણે અલગ અલગ રાજ્યની ફળદ્રુપતા ફળ ફળદ્રુપ જમીનો અલગ અલગ હોય છે તેના આધારે અલગ અલગ પાક થાય છે જેમકે ગુજરાતમાં કપાસ શેરડી મગફળી આ બધાં પાકોનું વાવેતર વધારે થાય છે કેમકે ત્યાંની જમીન તેને અનુકૂળ છે તેવી જ રીતે આપણે જોઈએ તો અસમ છે મેઘાલય છે તે સાઈડ ચા અને કોફીના પાકોનું વધારે ઉત્પાદન થાય છે વધારે વાવણી થાય છે કારણ કે ત્યાં ઢોળાવવાળી જમીન છે અને તે ચા અને કોફીને વધારે અનુકૂળ આવે છે ત્યારબાદ જો આપણે આગળ વાત કરીએ તો વાવણી શેની વાવણી કરવી તે જે તે બજાર એટલે કે ઉત્પાદન સમિતિ ઉપર આધાર રાખે છે કે ક્યાં પાકનો ભાવ એટલે કે એની કિંમત કેટલી છે તે પ્રમાણે ખેડૂત નક્કી કરીને વાવણી કરતાં હોય છે જેમ કે કપાસનો ભાવ ગયા વરસે સારો રહ્યો હોય તો તેની વાવણી લોકો આગલા વર્ષે કરતાં હોય છે ને વધારે ઉત્પાદન ક્યાં પાકમાં મેળવી શકાય તે પ્રમાણે વાવણી કરતાં હોય છે ત્યારબાદ જો વાત કરીએ કે કે વાવણી ક્યારે કરવી ક્યારે વાવણી કરવી તે નક્કી કરવા માટે મોટે ભાગે ઋતુઓમાં પડતા વરસાદને આધારે નક્કી થાય છે ચોમાસાંમાં વાવણી વરસાદને આધારે કરવામાં આવે છે દાખલા તરીકે ચોમાસાંની વાવણી છે એ જેઠ મહિનાના છેલ્લાં પંદર દિવસમાં અથવા તો અષાઢ મહિનામાં કરવામાં આવે છે કારણ કે તે સમયે વરસાદ સારો હોય છે અને પહેલો જ સારો વરસાદ પડે ત્યારે વાવણી કરવામાં આવે છે જેથી બીજને યોગ્ય વાતાવરણ મળી રહે તેને પોષકતત્વો મળી રહે અને તે સારી રીતે ઊગી શકે એટલા માટે ચોમાસાંમાં જે વાવણી છે તે જે તે વરસાદ ઉપર આધારિત હોય છે ત્યારબાદ ઘણા અલગ અલગ નક્ષત્રો પરથી અલગ અલગ વાવણીની આગાહી થાય છે તેના પરથી પણ વાવણી કરવામાં આવે છે ત્યારબાદ શિયાળું પાકની વાવણી છે તે મોટા ભાગે દિવાળીની આજુબાજુ નવરાત્રી પછી અને દિવાળીની વચ્ચે કરવામાં આવે છે ત્યારે જે ઉનાળાના પાકો ઘઉં છે જુવાર છે ચણા છે જીરું છે તે બધાંય પાકોની વાવણી છે તે બધાં પાકોની વાવણી છે એ શિયાળું પાકોની વાવણી કરવામાં મોટા ભાગે દિવાળીની આજુબાજુના દિવસોમાં કરવામાં આવે છે ત્યારબાદ જો આપણે ઉનાળુ પાકની વાત કરીએ તો ઉનાળુ તલ છે તેમ જ ઉનાળુ મગ છે અડદ છે તો તે બધાની વાવણી એ મોટે ભાગે તો તે બધાં પાકોની વાવણી છે તે મોટે ભાગે શિયાળો પૂરો થાય તે સમયમાં ઉનાળાની શરૂઆતમાં કરવામાં આવે છે આ રીતે શેની વાવણી કરવી અને ક્યારે વાવણી કરવી એ એક એવો પ્રશ્ન છે કે તેમાં ઘણાં બધાં પરિબળો કામ કરે દાખલા તરીકે ખેડૂતની પોતાની રુચિ તેનું ખેતર ક્યાં પ્રકારનું છે ખેતરની ફળદ્રુપતા ક્યાં પ્રકારની છે તે બધી વાતો ઉપર આધારિત હોય છે ત્યારબાદ વરસાદ કેવો પડે છે દાખલા તરીકે ગુજરાત જેવા રાજ્યમાં મધ્યમ વરસાદ પડે છે તો તે ત્યાં તે પ્રકારના પાકોની વાવણી કરવામાં આવે છે ત્યારબાદ આપણે જો વાત કરીએ રાજસ્થાનમાં ઓછો વરસાદ પડે છે તો રાજસ્થાનમાં તે પ્રમાણે તે પ્રમાણે જે છે જુવાર છે બાજરી છે તે પ્રકારના પાકો વાવવામાં આવે છે આવી રીતે અલગ અલગ રાજ્યોમાં ને અલગ અલગ પ્રદેશ પ્રમાણે પણ વાવણી અલગ અલગ થતી હોય છે તો આ બધાં પરિબળો છે જેનાથી આપણે નક્કી કરી શકીએ કે શેની વાવણી કરવી અને ક્યારે વાવણી કરવી